હું એક વિદ્યાર્થીની વાત કરી રહી છું મેં હમણાં જ રાજકોટથી અમદાવાદ શહેરમાં મારું શિફ્ટ થઈ છું જેનો એક મંથ થયો હશે પરંતુ મને એ ખયાલ નથી કે આધાર કાર્ડની અપડેટ કરવા માટે મારે આ શહેરમાં કયા સ્થળ પર જવું અને ત્યાં શું શું ડોક્યુમેન્ટ રિકવાયર્ડ છે જે અને ત્યાંની ત્યાં અપડેટ કરાવવા માટે શું પ્રોસેસ છે અને શું ટાઈમ છે કયા ટાઈમે ઓફિસ ખૂલે છે અને ત્યાં પ્રોસેસ માટે ટોકનની જરૂરિયાત પડે છે કે નહીં તે મારે જાણવું છે તો મને આ બધી માહિતી આપવા માટે વિનંતી કરું છું તમને